હા હું ફિલ્મોના કલાકારમાં અભિનય સમ્રાટ દિલીપ અભિનય સમ્રાટ અમિતાભ બચ્ચનને વ્યક્તિગત મળવાનું થાય તો મને ગમશે કારણકે એમની જે અદા છે એ અમે નાનપણથી જ્યારે અમે પીકચર જોતા થયા ફિલ્મ જોતા થયા તે આજ સુધી એમની જે ફિલ્મની અદા છે એ અમને બહુ ગમે છે અને અધૂરામાં પૂરું એમણે જ્યારે ગુજરાત મારે ગુજરાત માટે જાહેર અડવર્ટાઈસ જેવું કર્યું કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એનાથી અમે વધારે પ્રભાવિત છીએ